આમ તો દરેક રોજગાર વીજળી પર આધારીત જ છે વીજળી ઇસ એ એક જરૂરિયાતની વસ્તુ છે દરેક યોજગાર માટે અને મારા યોજગાર રોજગાર માટે પણ કારણ કે હું એક આર્ટીફીશીયલ ઇન્ટેલિઝન્સમાં કામ કરું છું અને જેમાં ઈલેક્ટ્રોનિક સાધનોનું વપરાશ વધારે છે જે વીજળી વગર ચલાવવા મુશ્કેલ છે અને એમા પણ ઈન્ટરનેટ જે વસ્તુ જેવી જરૂરી છે જે ઈન્ટરનેટ પર કામ કરે છે જે વીજળી ના હોય ત્યારે ઘણી મુશ્કેલી થાય છે અને એના લીધે ઘણી વાર અમારું કાર્ય બી થંભી જાય છે અને ગય એ કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અથવા તો કોમ્પ્યુટર સિસ્ટિમ છે જે વીજળી વગર પૂરા થઇ શકે નહી વીજળી જરૂરી છે એના માટે તો એના માટે ની જે એની અસર છે જેના લીધે મારે ઘણી વાર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે મારુ કામ છે જે અટવાઈ જાય છે જે મારે બીજા દિવસે પુન કરવું પડે છે જેના લીધે એ મને બહુ મુશ્કેલી થાય છે અને મારું કામ વધી જાય છે અને જો વીજળી ના હોય તો હું ઈન્ટરનેટ અથવા અન્ય ટૂલ્સ છે જેનો ઉપયોગ બી ના કરી શકું જે મારે જરૂરી છે માહિતી ની પ્રક્રિયા અને જવાબો આપવા માટે પણ બધી માહિતી જેમકે ડેટા પ્રોસેસિંગ છે રિસર્ચ છે જે વીજળી જ્યાં સુધી ચાલુ ના હોય ત્યાં સુધી મારું કામ અટકી જાય છે હવે એ માટેના વિકલ્પોમાં એક તો ઈન્વર્ટર ઈન્વર્ટર એક ઘણા ઘરોમાં અને ઓફિસોમાં એક વિકલ્પ અત્યારે ચાલે છે જે વીજળીના કાપ વખતે બેટરીમાંથી વીજ પુરવઠો પાડે છે પણ ઘણી વાર ઈન્વર્ટર પણ થોડા કલાક માટે જ વીજળી પૂરી પાડી શકે છે જેના લીધે નાના ઉપકરણો જેવા કે લાઇટ છે ફેન છે ટેલિવિઝન છે જે ચલાવી શકાય પણ કોમ્પ્યુટર માટે તો વીજળી વધારે જોઈએ જેના માટે આજ કાલ સોલાર ઉર્જા ઉર્જા જે આધારીત છે જે લાઇટસો છે સોલા ઉર્જા જે શ્રેષ્ઠ વિકલ્પ છે ખાસ કરીને જ્યાં વીજળીનું પ્રમાણ બહુ ઓછું છે અને બીજું છે યુપીએસ કરીને જે ઉપયોગ વધારે કમ્યુટર્સ અને બીજી નાની વસ્તુ સાધનો છે જેના માટે બે જેમાંથી બે ત્રણ કલાક માટે વીજળી પૂરી પાડી શકાય અને એવી સિસ્ટમને સહેજ સમય માટે કાર્યરત રાખે છે તો અને મોટા બિઝનેસમેન બિઝનેસમાં કે ઓફિસમાં જનરેટર જેવી વસ્તુ છે જે ડીઝલ અથવા પેટ્રોલના આધારે ચાલે છે જે વીજળીના કાપ વખતે મોટી ઓફિસમાં અને મોટા બિઝનેસમાં ઉપયોગ કરે છે જેના લીધે કોમ્પ્યુટર્સ છે કે પછી બીજે બીજાં બધાં ટૂલ્સ છે જે ચલાવી શકાય છે તેના ઉપર પણ મોટા ભાગના વિસ્તારોમાં અને ઘરોમાં તો ઈન્વર્ટરો હોય જ છે પણ આ આર્થિક સ્થિતિ અને ઉપયોગની જરૂરિયાતની પર આધાર રાખે છે ઈન્વર્ટર નાની વ્યક્તિગત જરૂરિયાતો માટે સારું કામ કરે છે પરંતુ લાંબા ગાળાની વીજળી કાપ માટે સોલાર અને જનરેટર વધુ અસરકારક છે અને વીજળીના કાપ સમયે લોકોએ પોતાનું કાર્ય ચાલુ રાખવું હોય તો આ વિકલ્પોનો ઉપયોગ કરી શકે